રસોઇના શોખ તરીકે મારા મંતવ્યમા હું એમ કહીશ કે મારા રસોઇના શોખમાં મારી માતાનો હાથ છે કારણ કે મારી માતા ખૂબ જ સ્વાદિષ્ટ રસોઇ બનાવે છે એને સ્વાદિષ્ટ રસોઇની સાથે તેને ઘણી બધી વિવિધ પ્રકારની રસોઇ બનાવતાં પણ આવડે છે એના અલાવા મારા ઘરના પરિવારમાં મારા બા મારા ભાભૂ મારી બેન મારી મોટી બેન એ બધાં પણ રસોઈમાં સારી રીતના રસોઇ આવડે છે તો એ બધાં પાસેથી હું નવી નવી રસોઇઓ શીખી છું એના અલાવા ઘરના બીજા પરિવારના સભ્યો પાસેથી પણ થોડું થોડું શીખવા મળે છે જે રીતના ઘરના રોજિંદા જીવનમાં અમારે ત્યાં રોટલી શાક થેપલાં પરોઠાં વિવિધ પ્રકારની વિવિધ પ્રકારની સબજી સંભારા સ્વીટ શીરો લાપસી એ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે એ બધી વસ્તુઓ બનાવવા માટે યોગ્ય પ્રમાણમાં તેનું માપ લેવામાં આવે છે પછી તેનું યુસ કરીને એ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે તો રસોઇના શોખ માટે હું મારી માતા